હાલમાં મારી ઉંમર છોંતેર વર્ષ છે હવે અમે જ્યારે ભણતા હતા ત્યારે આવા સ્કૂલમાં બહુ મોટા પ્રવાસો સ્કૂલોમાંથી ગોઠવવામાં આવતા નહોતા પરંતુ રવિવારના દિવસે સ્કૂલોમાં રજા હોય તો શનિવારે એક દિવસ મોટું ગામનું તળાવ હોય ગામથી બહાર તો ત્યાં તળાવના કિનારે અમને માસ્તર સાહેબો લઇ જતા ત્યાં અમે બેસતા નાના નાના બાળકો હતા એટલે અમને ફાવતી એવી નાની દેશી રમતો રમતા અને આ રીતે કરતા પછી જ્યારે ધીરે ધીરે આગળના ક્લાસીસમાં આવતા ગયા તે પ્રમાણે પાછી હાઈ સ્કૂલોમાં ને સ્કૂલોમાં એક સ્કૂલમાંથી બીજી સ્કૂલમાં પણ પ્રવાસો થાય ત્યાં એકબીજાના છોકરાઓ સાથે ઓળખાણ થાય સામ સામે કોઈ રમતનાં એમ કે કોમ્પિટિશન પણ થાય હાર જીત થાય પછી આ આ એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં પણ જાય એમ એવા એવી રીતે પ્રવાસો ગોઠવાતા અને હવે તો આજની તારીખોમાં તો શાળાના પ્રવાસો શિક્ષકો જે તે સંસ્થા દ્વારા જ ગોઠવાતા હોય છે તો એમા ક્લાસના જે વિધાર્થીઓ હોય એમની પાસેથી એમનાં વાલીઓનું સંમતિ પત્ર મેળવ્યા પછી અને કેટલા વિદ્યાર્થીઓ થયા અને કેટલી બસો અથવા વાહનો જોઈશે એ પ્રમાણે એ લોકો પાસેથી ફી વસૂલવામાં આવે છે અને સવારેથી જાય સાંજે પાછા આવે તો સવાર સાંજ બે ટાઇમનો નાસ્તો અને કોઈ એક જગ્યાએ એમને જમણવાર પણ આપવામાં આવે અને સાથે સાથે એ બાળકોને જે એમના મુખ્ય શિક્ષકો હોય એ સાથે એમને જ્ઞાન પણ આપતા જાય કે ભાઈ આપણે હવે અહીંયા એમ કે મ્યુઝિયમ જોવા આવ્યા છીએ તો મ્યુઝિયમની અંદર શું શું વસ્તુઓ છે કોને લગતી છે ક્યારે મૂકવામાં આવી એને મૂકવા પાછળનો આશય શું એ કોણ હતા શું કેવા હતા એ બાળકોને એમાંથી જ્ઞાન મળે એવી જ રીતે આપણે પ્રાણી સંગ્રહાલય જેવા સ્થાનોમાં જોવા લઈ જાય તો બાળકોએ અમુક જગ્યાએ આપણે કંઈ સિંહ વાઘ જિરાફ આવું ભણેલા હોઈએ પરંતુ જોયા ના હોય કારણકે બીજા દેશોમાં આપણે જઈ ના શકીએ અને આપણે જ્યા જંગલી પ્રાણીઓ રહેતા હોય ત્યાં જઈ ના શકીએ એટલે આવા જગ્યાએ પણ સ્કૂલોનાં એમ કે હેડ માસ્તરો અથવા શિક્ષિકા શિક્ષકો આ બાળકોને પ્રવાસે લઈ જાય જેથી એમને જંગલી એનું જાનવરો પ્રત્યેનું પણ એમને નોલેજ મળે